હ આમરે ત્યાં કુવામાંથી પાણી કાઢવા માટે દોરડા અને ડોલનો ઉપયોગ કરતા હતા પણ હવેના નવા જમાનામાં અમે વીજળીને મોટરથી સ્વિચ પાડીએ એટલે તરત પાણી ઉપર આવી જાય એટલે અમારે હવે પેલે જૂની રીતે કરવી નથી પડતું